હા આમ તો પારંપરિક રીતે કાગળ પર પેનથી લખવાનું કાર્ય જ સર્જનનો સાચો સંતોષ આપી શકે છે પરંતુ હવે હું મારું લખેલું ઓનલાઈન બ્લોગ ઉપર પ્રદર્શિત કરું છું તેથી હું લેપટોપ ઉપર ટાઈપ કરવાનું વધારે પસંદ કરું છું હા લેખન કાર્યની લેખનકાર્યની પદ્ધતિમાં કોઈ ફેરફાર નથી આવ્યો પરંતુ લેખન કાર્ય માટેના જે વિચાર બીજ પ્રાપ્ત થાય છે તેમાં અનેક પ્રકારના ફેરફાર આવી ગયા છે હવે લોકો સામાન્ય રીતે કાગળ પેન પર લખેલું કે પુસ્તકોમાં છપાએલું વાંચવા કરતાં તેમને જે મોબાઈલ ઉપર કે ઓનલાઈન વસ્તુ એમને અવેલેબલ થાય છે ઉપલબ્ધ થાય છે તે વાંચવાનું લોકો વધુ પસંદ કરે છે